પરવડે તેવા વાહન વ્યવહારના અભાવને લીધે નજીકનાં શહેરોમાં અને નગરોમાં સ્વાસ્થ્ય માટે જવા માટે જે સાધનો આપણે જલ્દી પહોંચાડે કે આપણને કંઇ દુર્ઘટના થઈ છે તે સ્થળે આપણે જલ્દી જઈ શકીએ આપણા જે બી નુકસાન માટે ઇન્જરી માટે આપણે ત્યાં આગળ પહોંચવું છે તે નથી થતું અને શિક્ષણની વાત કરીએ તો નાના બાળકોથી લઈને મોટા લોકોને બી વાહન વ્યવહારના હિસાબે થોડું વેહલું નીકળવું પડે છે અને ઘરે મોડા પહોંચતા હોય છે તેથી એ લોકોના ખોરાક પરથી લઈને તો ભણતર સુધીમાં બધામાં જ એ લોકોને થોડું થોડું જતું કરવું પડે છે કે જે ટાઈમ પર એ લોકોને ખાવા પીવા મળવું જોઈએ કે પછી જેના ટાઈમ પર ટાઈમ મળવો જોઈ લોકોને અમુક કલાક બેસીને ભણવાનું તે નથી મળતો નોકરીની તકમાં આપણે જોઈએ તો નોકરી માટે થઈને જે ટાઈમે પહોંચવાનું હોય તેના ટાઈમ પહેલાં બી નીકળે તે છતાં બી ઘણીવાર ત્યાં ટાઈમ પર પહોંચી નથી શકતા અને ત્યાં પોતાની લેટ જવાની લેટ માર્ક બી પડી જાય છે અને ઇમ્પ્રેસન બી ડાઉન થઈ જાય છે તો એ બી નોકરીને બી ઘણી એવી મુસીબત પડે છે કે જે આપણે વાહન વ્યવહારને લીધે જ પડે છે કે જે લોકોને એક કલાકનો રસ્તો લાંબે જવું પડતું હોય છે ક્યારેક ટ્રેનથી જવાનું હોય છે તો ટ્રેનો મિસ થઈ જાય છે તો બસમાં જવું પડે છે અને ઘણીવાર બસો બી ખૂબ ભરેલી આવે છે તો આ બસમાં બી એ લોકો પોતાનો સમય આપી સમયસર પહોંચી નથી શકતા ને એવું થાય છે